હલો હાજી આપ ક્યાંથી બોલો છો સંકલ્પમાં હા તો હું છે ને અહીંયાં વસ્ત્રાપુર એરિયામાં રહું છું અને મેં તમારી હોટલ સર્ચ કરી છે મારે થોડું જમવાનું તમારું મગાવવું છે તો મને એક મેંદુવડાની પ્લેટ એક મસાલા ઢોંસા અને બે ઉપમા આટલું તમે હું જે વસ્ત્રાપુર એરિયામાં રહું છું ને ત્યાં પ્લીસ તમે મોકલાવી આપશો અને હું પેમેન્ટ તમને કૅશમાં જ કરી દઇશ ઓકે થેન્ક યુ